કેમ છો વિશેષ ધન્વી આરતી ડીમ્પલ શું કરો છો બધા હવે આપણે એબ્રોડ બાર ગામ જવાની કરવાની છે પ્રક્રિયા ચાલુ તો આ વખતે કશે ફોરેન ટુ ટુર કરવાનો ઈ ઇરાદો છે આપણો તો તમારા બધાના પાસપોર્ટ રેડી છે વિશેષ તારો પાસપોર્ટ રેડી છે ને ધન્વી તારો પાસપોર્ટની ડેટ જોઈ લે જે ડીમ્પલ જેરેમીને પૂછાવી લેજે તારો પાસપોર્ટ કે ની ડેટ કઈ છે તારો પાસપોર્ટ રિન્યૂ કરાવવાનો છે કઈ ડેટ છે તે તું ચ છેલ્લે જોઈ એમાં તો અ આપણને રિન્યૂ કરાવવાની ખબર પડે બધાના માન્ય પાસપોર્ટ જરૂરી છે આપણે એ બધું આપણે પહેલાં કંપલીટ કરીએ પછી આપણે આગળ ચાલીએ કે ક્યાં જવું છે નહીં તો પાસપોર્ટની પ્રક્રિયા આપણે પહેલાં ચાલુ કરીએ તો તૃપ્તિ તારો અને તૃપ્તિને પણ લેવાની છે ધન્વીને ધન્વીની ફ્રેન્ડ છે રીયા એને લેવાની છે તો રીયા તારા પાસ રિયાના પાસપોર્ટની સમયમર્યાદા શું છે એ બધું જોવડાઈ લેવાની જવાબદારી તારી પછી આપણે આગળ કામ ચાલુ કરીએ